હેલ્લો નમસ્કાર હા સર ગૌરવ લાયબ્રેરીમાંથી વાત કરું હા સર વાંચવા માટે તો એવું છે કે હાલ લગભગ ચારથી પાંચ જેવી સીટો ખાલી છે જે તમે અમારે ત્યાં તમારા ચોપડા મૂકી પણ શકો તમે ત્યાં વાંચી પણ શકો અને જો તમે તમારા ચોપડા ત્યાં મૂકીને તમારે ઘરે પણ જવું હોય તો પણ તમે જઈ શકો બરાબર એ રીતનું છે પછી સર તમારે એમાં વાંચવાના ટાઇમિંગની અંદર એવું રહેશે કે તમે નાઈટમાં તમારે જો રાતમાં તમે વાંચવું હોય રાતે પણ જો વાંચવાનું તમારે સુવિધા હોય તો તમે અહીં આવી શકો અહીંયા આપણે તમે રાત્રે વાંચવાની સુવિધા આપીશું બરાબર રાતે સર તમે તમારી જેવી અનુકૂળતા બાર એક જે વાંચો એ આપણી લાયબ્રેરી સર રાત સુધી પણ ખુલ્લી જ હોય છે હા ચોવીસ કલાક સર ખુલ્લી રહે છે

સર આપણે હા સર તમને વાંચવાના જે સુવિધામાં આપણે તમને જે એસીની સુવિધા પણ મળશે પછી ત્યાં તમારે સંડાસ બાથરૂમની જેવી નાની જે સુવિધા છે એ પણ તમને ત્યાં મળી જશે સર બરાબર સર તમારે હા સર તમે જે તમારી જે બુકો તમે કે શેની તૈયારી કરો છો આમ પોલીસની તૈયારી કરો એમ તો તો સર આપણી જોડે બુકો અવેલેબલ છે એના માટે ઘણીબધી સારા એવા સારા એવા લેખકો છે શહેઝાદ કાઝી છે બરાબર તો એમની બંધારણની બૂક સારી એવી ફેમસ છે બહુ એટલે કે વિખ્યાત છે એ સર તમને એની બૂકો એના અંદર સામાન્ય અધ્યયન આવે પછી જે ગુજરાતી વ્યાકરણની બુક છે પછી સર જે રીજ્નીગ છે ગણિત છે તમને બધું સર અમે અહીંયાથી જ પ્રોવાઇડ કરી શકીએ છીએ એમાં સર તમારે ફીના અંદર પણ જે મન્થલી ચૂક તમારે મહિને મહિને ચૂકવવી હોય તો મહિને મહિને અને છ છ મહિને આપવી હોય તો છ છ મહિને પણ તમે આપી શકો જેવી તમારી અનુકૂળતા એટલે આમાં સાહેબ ફીમાં એવું છે કે આપણે મન્થનાં આમ તો મહિનાના જુઓ ને હજાર રૂપિયા ચાર્જ કરીએ છીએ અને તમે છ મહિના સુધી જો આવો છો તો છ મહિના જો તમે છ મહીને ચૂકવો છો ફી તો તમારી આપણે પાંચ હજાર પાંચસો રૂપિયા ફી રહેશે જો તમે આખું પેકેજ અમારે અહીંયાથી લો છો તો તો તમારે એની સર તમારે પચાસ ટકા ફી પહેલાં ચૂકવી દેવાની રહેશે હા છ મહિના પતે પછી તમારે પચાસ ટકા આમાં તમે તમારું કબાટ ને તમારું ટેબલને બધું તમને આપી દેવામાં આવશે સર ના સર ફીસ તો અમારે ત્યાં નક્કી જ હશે અને અમારી આ લાયબ્રેરી જે રહી તે અમારી લાયબ્રેરી ફૂલ જ રહેતી હોય છે આમ તો પણ અત્યારે હાલ ચાર પાંચ સીટો ખાલી છે તો એમાં તમારું આપણે ગોઠવી દઈએ જો તમે જોઈન કરો તોય સર એ સમયે સર તમારું આધાર કાર્ડ જરૂર રહેશે બરાબર તમારે આધાર કાર્ડની એક ઓરીજીનલ અને એક ઝેરોક્ષ બંને તમારે લાવવાની રહેશે અને તમે એના પછી તમારું આપણે જોડાણ કરી દઈશું લાયબ્રેરીમાં ના સર ખાલી આધાર કાર્ડ ખાલી આધાર કાર્ડ સર તમારી જેવી અનુકૂળતા પણ જો તમે છ મહિનાનું પેકેજ લેશો તો તમને એમાં અમે પાંચસો રૂપિયાની છૂટ આપીએ છીએ

ચોક્કર સર તમે તમારી મરજી તમે મુલાકાત લઇ શકો છો આપણી લાયબ્રેરીની હા હા સર હું હાજર જ છું લાયબ્રેરીએ હા હા વાંધો નહીં